ગુજરાતી એટલે આપણી માતૃભાષા એવું કહેવાય છે ને કે જ્યારે તમારે તમારા મનના વિચારો પ્રગટ કરવા હોય ત્યારે સૌથી સારામાં સારા તમે તમારી માતૃભાષા એટલે કે જે ભાષા તમે કાયમી બોલો છો એમાં સારામાં સારા પ્રગટ કરી શકો અને અમુક આપણા વિચારો કે જે આપણે ખરેખર દિલથી કહેવા માંગીએ છીએ એ આપણે આપણી ભાષામાં જ વધારે સારી રીતે વ્યક્ત કરી શકીએ છે બીજી ભાષાઓ પણ આપણને ઘણી બધી સારી રીતે આવડતી હોય પણ જ્યારે તમે તમારા મનમાં કોઈ લાગણી પ્રગટ કરવી હોય તો તમે એ જ ભાષામાં વધારે સારી રીતે પ્રગટ કરી શકશો કે જે ભાષા તમે કાયમી બોલો છો અને જે ભાષા તમે બહુ સારી રીતે જાણો છો જે ભાષા માં તમારા વિચારો તમારી લાગણીઓ પ્રદર્શિત કરી શકો એવી ભાષા જો હું કહુ તો મારા માટે છે ગુજરાતી કેમ કે કાયમ એ જ ભાષામાં મા માતા પિતાએ આપણને કોઈ પણ વસ્તુ જે સમજાવી હોય સમજાવી છે અને જ્યારે મારે પણ સમજાવવી હોય જ્યારે હું કોઈ એવી પરિસ્થિતિમાં હોવ કે મારે તાત્કાલિક નિર્ણય લેવાનો છે ત્યારે હું તરત જો હું કોઈને બૂમ પાડીશ કે કે કંઈ પણ બોલીશ હું મારી માતૃભાષા જ મારા મોઢામાંથી બહાર નીકળશે એટલે કહેવાય કે મારી ઓળખ અને મારી જે વિચારો વ્યકત કરવાની સહેલી છે એ છે મારી ગુજરાતી મારી માતૃભાષા